હલો હું સુરતથી બોલું છું કતારગામ એરિયામાંથી મારે રાતે બાર વાગ્યાની ટ્રેન છે તો મને કોઈ કેબ મળશે ખરી કે કોઈ રિક્ષા મળશે ખરી અહીંયાંથી રેલવે સ્ટેસન કેટલું થશે રેલવે સ્ટેસન અડધો પોણો કલાક જેવું થશે કદાચ એવું તો બોલી રહ્યું છે નેટ પર તો તમે મને રાતે બાર વાગ્યે પહોંચાડશો મારે કેબ જોઈતી હતી કારણ કે હું એકલી પણ છું ને મારે રાત પણ મોડી છે તો હું કેવી રીતે શું કરવું મને કાંઈ સમજાતું નથી તો મને મળશે ખરીને કોઈ કેબ કેબ પર એટલું સેફ તો હશેને કારણ કે રાતે જવાનું છે એટલે ને સમયસર કેબ આવી જશે ખરી પછી લેટ થશે કેબ તો પછી મારી ટ્રેન પણ ચૂકી જવાશેને તો મને સમયસર કોઈ વ્યક્તિ આવે કેબ લઈને એવી રીતે જોઈએ છે કે જેથી હું સમયસર પહોંચી પણ શકું ને સેફલી પણ પહોંચી જાઉં કારણ કે ઘણું બધું રાત છે એટલે કોઈ પબ્લિક પણ નહીં દેખાય ને થોડી સિક્યૉરિટીની પણ ચિંતા રહે ખરી કારણ કે મારે બાર વાગ્યાની ટ્રેન છે સુરતથી સુરતથી હરિદ્વાર જવાનું છે તો એ માટે મને કેબ જોઈતી હતી તો તમે આવી શકો છો સમયસર આવશો તો વધારે સારું ને કેટલા રૂપિયા લેશો કોઈ લેડિઝ ડ્રાઈવર હશે કે કોઈ મેન્સ ડ્રાઈવર હશે એવી કોઈ જાણકારી મળશે ખરી બધી ડિટેલ આપશો તમે કાંઈ કે અહીંયાં નજીકમાં તો કોઈ ઓટો તો નથી મળતી કાંઈ કે થોડું નવો એરિયા છે તો તો તમે આવી જશો